આજના ઝડપી જીવનમાં જ્યાં અત્યારે લોકોને પોતાના માટે સમય નથી મળતો ત્યારે રમતગમત માટે સમય કાઢવો એ ખૂબ ભારે કામ કહેવાય તેમાં પણ શહેરના લોકો માટે તો એ અસંભવિત જેવું કહેવાય મોં ગ્રામીણ લોકો માટે થોડોક ઘણો ટાઈમ એવો ગામના સમય કેવું કે લોકો પોતાના દિનચર્યામાં કામ કરતા હોય કરતા હોય કામ કરતા હોય ખેતી કરતા હોય કશે નોકરી ધંધાએ જાતા હોય તેવામાં કરવાનું ખુબ મુશ્કેલ હોય તે છતાં નાના બાળકો કે કેવું આખા દિવસ રમ્યા જ કરતા હોય સાથે ગામમાં કેવું હોય કે અમુક ટાઈમ પોતાના માટે પોતાના બાળક માટે ગમે તેમ કરીને સાથે રમતા હોય જેના લીધે ઘણાં બધાં ફાયદાઓ થાય છે જાણે કે નાના બાળકો રમે તો એ લોકોની સ્ફૂર્તિ રે અંદર તંદુરસ્તી રેય બોડી હેલ્ધી રહે એક્સરસાઇઝ થયા કરે પાછું કે સાથે મોટ એમના વડીલો એમના ભાઈ બેનો કોઈ પણ સાથે એમના સાથે રમે તો આજુબાજુવાળા સાથે કોઈ બી સાથે રમે એનાથી શું ફાયદો થાય કે હેલ્થ હેલ્થ સ્ફૂર્તિ એ બધું તો રહે જ બટ આજુબાજુ સાથે પોતાને એક પ્રેમ ભાવના જળવાય એક એકમેક સાથે મળવાનું થાય જેથી શું કે એકમેકને જ્યાં સુધી આપણે મળીએ નહીં ત્યાં સુધી એકમેકને જણાય નહીં એમના વિષે જણાય નહીં કેમકે ગામમાં બાજુબાજુમાં રહેતાં હોય પણ ઘણી વખત સંબંધમાં કડવાશ આવી ગયેલી હોય કે કંઈપણ એમ જેના લીધે એમના જોડે વાત નહીં થતી હોય કે બોલતા નહીં હોય કે કંઈ બી બાઝવાનું થતું હોય હવે જ્યાં આપણે એ એમને મળશું નહીં કે એમની સાથે વાત નહીં કરીશું ખબર કેવી રીતે પડશે કે જેથી આમ ગામમાં મોટે ભાગે હવે અમુક રમતગમત આયોજન થવાની ધીરે ધીરે શરૂઆત થઈ છે જેમકે ધુળેટી પર ધુળેટી કપ ક્રિકેટ માટે પછી દિવાળી પર ન્યુ યર કપ ઘણાં બધાં એવાં અમુક એવાં ટાઈમ આવે જેમાં એકતા કપ જેવાં જેવાં આવે છે જેના લીધે શું કે એક એક ફળિયામાં રહેતા લોકો કે જે લોકો પોતાના દિનચર્યાંના લીધે કે કામના લીધે મળતા ના હોય કે નહીં મળવાનું નહીં થતું હોય કંઈ પણ તો તેના લીધે શું કે એમને મળવાંનું થાય કોઈકને જાણવાનું થાય એમ નવા એક પ્રેમ સબંધ જળવાય તેમના જોડે કંઈ નવા સબંધો જળવાય અને સ્ફૂર્તિ તંદુરસ્તી એ બધું તો રહેવાનું જ છે અને ધીરે ધીરે જો કોઈ આ બધું વચ્ચે કોઈપણ વ્યક્તિ સારું રમતો હોય કે જે પોતાની પ્રતિભા રમત ગમત ખૂબ રીતે બહાર જાગૃત કરી શકતો હોય કે જેને દર્શાવી શકતો હોય કે હા ભાઈ હું કાઈ ક્રિકેટમાં આના માટે આ બહુ સારું કરી શકું તો તેને પેલા સૌ પ્રથમ તો આમ જોઈને અને ઘેરથી સપોર્ટ નહીં મળતો હોય તો ગામવાળા એને સાંભળીને થોડું ઘણું સપોર્ટ કે ગામવાળા એને સપોર્ટ કરે કે ફળિયાવાળા એને સપોર્ટ કરે કે એના સાથે થોડા થોડા આગળ વધે કે વધે વધે ને આવી જ રીતે ડિસ્ટ્રિક્ટ લેવલે સ્ટેટ લેવલે ને નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે એ પોતાને રમતમાં રિપ્રેઝન્ટ કરી શકે જાણે કે હાલ અમારે અહીં વલસાડના ફેમસ બંટી પટેલ

સમાજ સ્પોર્ટ્સવારા જે એમના ગુરુ છે તેમને ચડાઇવો અને તેમનાથી તે ક્રિકેટ હજુ સારું શીખ્યું અને હાલ ગુજરાત કી ખુશ્બૂ બંટી પટેલ જે ટેનિસ ક્રિકેટમાં એટલું મોટું નામ બની ચૂક્યું છે જેના માટે કઈ વિચાર્યું જ નય ગુજરાતનું નામ અને ટેનિસ ક્રિકેટનું નામ એટલે બંટી પટેલનું નામ નહીં આવે એવું બને જ નહીં તો આવી રીતે ધીરે ધીરે રમત ગમત ગ્રામ્ય વિસ્તારમાં ઘણી પ્રચલિત થઈ રહી છે અને એકમેક સાથે સારા સબંધો અને સ્ફૂર્તિની વાત રહે જ છે તેમાં